આખા દિવસ દરમિયાન પાણીની જરૂર પડતી હોય તે વસ્તુ છે ખુદ માણસ માણસને ડીહાઈડ્રેડ કરવા માટે પાણીની જરૂર પડે છે વૃક્ષો છે પશુ પક્ષીઓ છે

ઘણાં એવા વૃક્ષો છે જે પાણી વગર નથી ચાલતાં આમ વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે માણસ છે પશુ પક્ષીઓ પ્રાણીઓ તેને પાણીની જરૂર પડે છે